હા માર્શલ આર્ટની ઘણી બધી ટેકનિક હોય છે અને એની જરૂરી તાલીમ અને શિસ્ત વિશે આપણે વાત કરીએ તો તાલીમ આજ કાલ તો માર્શલ આર્ટની તાલીમ ગલીએ ગલીએ જોવા મળે છે પણ એ જરૂરી છે કે તમે જે જગ્યાએથી તાલીમ લો છો એ કેટલું સર્ટિફાઈડ છે એ સંસ્થા સરકારી માન્ય છે કે નહીં જોવું ખૂબ જ જરૂરી છે અને માર્શલ આર્ટમાં તમે શિસ્તની વાત કરો તો માર્શલ આર્ટમાં ઘણી બધી રમતો આવે છે જુડો કરાટે જુજુત્સુ કું ફુ કિક બોક્સિંગ તો માર્શલ આર્ટની આ બધી જ રમતોમાં શિસ્ત સૌથી વધારે રાખવામાં આવે છે કારણ કે તમારૂ કોઈ પણ આ રમતમાં બહુ એટલે કે તમારું બહુ ડાઉન કરીને તમને ગુરુને પ્રણામ કરીને આ રમત હંમેશા સ્ટાર્ટ થાય છે એટલે આ માર્શલ આર્ટની કોઈ પણ રમત માટે શિસ્ત ખૂબ જ જરૂરી છે અને શિસ્ત પહેલા જ શીખવવામાં આવે છે કારણ કે આ બધી લડાઈ ઝગડા વાળી આઈ મીન જે આપણે ઝગ ફાઈટ કરતા હોય જો એ ફાઈટમાં તમારી પાસે જો શિસ્ત ના હોય અને તમે શિસ્તબદ્ધ રીતે ના કરો તો તમારું મગજ શાંત નથી રહેતું એવું કેવાય છે કે તમે જે ફાઇટ આપો છો એ ફાઇટ તમારી તાકાતથી નહીં પણ મગજથી થવી જોઈએ માર્શલ આર્ટની રમતમાં એવું નથી કે તમને કિક કે પંચ કે કોઈ પણ ફાઇટ ટેકનિક આવડી ગઈ એટલે તમે કોઈ પણ લડાઈ જીતી શકો છો કે રમતમાં તમે જીતી શકો છો એના માટે તમારે શિસ્તબદ્ધ તા બહુ જ જરૂરી છે કારણ કે તેનાથી તમારા તમારા મગજ પર તમે કંટ્રોલ કરી શકો છો અને એ જે તમે મગજ કંટ્રોલ તમે કરો છો એના ઉપર જ જોઈ શકો કે તમે ફાઇટ જીતી શકશો કે નહીં અને માર્શલ આર્ટના ક્લાસ અત્યારે બહેનો માટે પણ ખાસ અલગ હોય છે ભાઈઓ માટે પણ અલગ કરવામાં આવે છે અને ઘણી બધી સ્ટાઈલ છે જેમકે જુડો કરાટે બધી સ્ટાઇલ્સ આખી અલગ છે અને એ કોઈ પણ ટેકનિકમાં તમે ત્યાં જોઇન કરી શકો છો પણ એ ખાસ જોવું જરૂરી છે એ જે કોઈ તાલીમ આપે છે એ સરકારી માન્ય છે કે નહીં